મેં ઓનલાઈન રાડોની ઘડિયાળ મંગાવી હતી જે ખૂબ જ સરસ છે લુકવાઇસ પણ બહુ જોરદાર છે અને કોઈપણ માણસ જુએ તો એકદમ અટ્રેક્ટિવ લાગે છે તો એ ખૂબ જ સરસ છે કિંમત પણ થોડી સારી છે એની સસ્તા ભાવે મને ઑફરમાં હતી તો મળી ગઈ હતી અને મારા પત્નીને પણ એ ઘડિયાળ ખૂબ જ ગમી છે તો એના માટે હું થેન્ક યુ કહેવા માગું છું જે રાડોનાં પ્રોડક્ટ જે છે એમને